ગુજરાતમાં સ્વાસ્થ્ય સંભાળે એકંદરે જોવા જાઉં તો મને ખૂબ જ નૅગેટિવ બાબત જોવા મળી કારણ કે સી ઍચ સીથી લઇને પી ઍચ સી સેન્ટરોમાં પણ દિવસનાં પણ ડૉક્ટરોનો અભાવ અને રાત્રે તો કોઈ પણ ડૉક્ટર ત્યાં હોતાં જ નથી ક્યારેક ડૉક્ટરો હશે તો તમને ત્યાં દવાઓનો અભાવ જોવા મળશે ને દવાઓ હશે તો ત્યાં તમે ડૉક્ટરોનો અભાવ જોવા મળશે એટલે એકંદરે જોવા જઇએ તો ક્લિનિકમાં પ્રાઇવેટ ક્લિનિકમાં પણ તમને ડૉક્ટર તો હશે પણ તે એટલા શિક્ષિત નહીં હોય કે તમને તે દવા તે જ ટાઈમે ચોક્કસ રીતે આપી શકે હાલમાં જોવા જેવું તો ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડની પણ એક સારી સ્વાસ્થ્ય સેવા સરકાર દ્વારા રજૂ કરવામાં આવી પણ જે સીલેક્ટેડ હૉસ્પિટલો છે તેમાં પણ તમને ક્યારેક ચોખ્ખી ના જ કહી દેવામાં આવે છે કે આ સુવિધાઓ અમારી પાસે ઉપલબ્ધ નથી ઘણી બધી સરકારી હૉસ્પિટલોમાં આજે પણ અમુક સાધનો પણ આજે ઉપલબ્ધ નથી તો આ બાબત ખૂબ જ એક નોંધ લ પાત્ર લેવા જેવી બાબત છે ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જોવા જશો તો ત્યાં તમને દરેક ફૅસિલિટી મળી જશે પણ તે ખૂબ જ ખર્ચાળ છે આયુષ્માન કાર્ડમાં તમને પાંચ લાખ સુધીની જે સારવાર મળે છે તે તમામ સુવિધાઓ સરકારી હૉસ્પિટલોમાં પણ હોવી જોઈએ જે આજે હું જોઉં છે કે આજની હાલતમાં પણ સરકારી હૉસ્પિટલમાં તમામ સારવાર ઉપલબ્ધ નથી તો આ બાબત વિષે ખૂબ જ ગંભીર મુદ્દો પણ કહી શકાય કેે સરકારે પોતાની પ્રજા માટે એટલું તો કમ સે કમ વિચારવું જોઈએ કે દરેક હૉસ્પિટલમાં દરેક સારવાર અને દરેક સાધનો ઉપલબ્ધ હોય કારણ કે જો નજીકના ગામોમાં જો દવાખાનું હોય તો તેના રિપોર્ટ માટે આજે પણ અમુક રિપોર્ટ માટે રિપોર્ટ્સને અમદાવાદ મોકલવા પડતા હોય છે તો ત્યાં સુધી દર્દીની હાલત શું હશે તે જ સૌથી મોટો પ્રશ્ન છે